હું જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે મારી શાળા માથે મેડાવળા મેડાવળામાં મેં ભાગ લીધો હતો અને જોયો પણ હતો અને મારો અનુભવ હું હું જણાવું છું મારો અનુભવ કે એ પળને યાદ હું ક્યારે પણ ભૂલી શકતો નથી અને આજે પણ મને વિવિધ વિવિધ વખત એ જગ્યાનો અનુભવ થાય છે અને યાદ પણ આવે છે તે જગ્યા સુંદર એવા રમણીય પક્ષીનો કલરવ સુંદર એવા રમણીય વાતાવરણ સુંદર એવા પક્ષીઓ પશુઓ વગેરે વગેરેનો સારો સારો અનુભવ અને સારું એવું સુખ શીખવાનું મળ્યું હતું અમે સ્કૂલમાંથી સાપુતારા ગયા હતા ત્યાં સુર્યોદય થાય તે અમે ધ્યાનથી જોયું હતું સૂર્યોદય જ્યારે ઊગે ત્યારે એકદમ કેસરી કલરનો હાથ ફેલાવતો ફેલાવતો ફેલાવતા ફેલાવતા સૂર્યનારાયણ ભગવાન જ્યારે રથમાં બેસે છે ત્યારે ટાટાનો ઓમ ઈશારો કરતાં હોય હાથ એ રીતે એકદમ કેસરી કેસરી કલરમાં સૂર્યનારાયણ ભગવાન નીકળે છે વગેરે વગેરે અમને સારો એવો અનુભવ થયો છે